હલો હા હું વેલકમ મોબાઈલ શૉપમાંથી વાત કર છું હું પૂજા પટેલ વાત કરું છું વેલકમ મોબાઈલમાંથી વાત કરું છું બોલો તમારે શું કામ છે બરાબર તો અત્યારે હાલ તો અમારી જોડે ઘણા બધા લેટેસ્ટ મોબાઈલ છે જેવા કે સેમસંગ વિવો ઓપ્પો રીયલમી રેડમી વગેરે તો હાલની તારીખમાં તો સારા એવાં મોડલ હોય તો એમાં છે સેમસંગ ગેલેક્ષી ટ્વેંટી ટુ અલ્ટ્રા સેમસંગ એ ફ એ ફોર્ટીન અત્યારે દિવાળી છે એટલે ઘણાં બધા નવાં મોડલ પણ આવ્યાં છે તો એમાંથી તમારે કયું મોડેલ જોઈએ છે તો એ ફોર્ટીની કિંમત અત્યારે પાંત્રીસ હજાર છે અને દિવાળી ઓફરનાં કારણે આ ફોન હું તમને બત્રીસ હજાર આસપાસ કરી આપીશ આ મોબાઈલની અંદર વાદડી પી એટલે કે સોનેરી કલર સફેદ અને કાળો ચાર કલર મળી રહેશે તમને આમાં સ્ટોરેજ તો એકસો ને અઠ્ઠાવીસ જીબીનું હશે આની બૅટરી પણ આની બૅટરી મિનિમમ આમ તો જોવા જઈએ તો આની બૅટરી મિનીિમમ ચોવીસ કલાક ચાલી શકે હા એનાં ઉપયોગ પર હોય અને બીજું જોવા જઈએ તો આમાં સો મેગા પીસેલ હોય છે આની અંદર સારા વ સારા એવા કેમેરા પણ હોય છે હા એની સ્ક્રીન એચડી હોય છે અને બીજી આની એક એ ખાસિયત છે કે આ મોબાઇલને તમે પાણીમાં ફેંકો તો પણ એને કોઈ નુકસાન નહીં થાય એટલે કે વોટર પ્રૂફ હોય છે હા તમે જે વખતે શોપમાંથી મુબ મોબાઇલ ખરીદશો એ વખતે જ તમને કમ્પની તરફથી ટફન ગ્લાસ નાખી આપવામાં આવશે અને સાથે સાથે આ મોડેલનું તમને કવર પણ પૂરું પાડવામાં આવશે હા હા મોબાઇલની સાથે સાથે આની સાથે તમને ઈયરફોન મળશે અને જોડે ચાર્જિંગ પણ મળશે અને કમ્પની તરફથી તમને એક કવર પણ મળશે અને અત્યારે હાલ દિવાળી ઓફર ચાલે છે એટલે તમને અ ચાર્જિંગની સાથે સાથે એક બ્લુટૂથ પણ ફ્રીમાં મળશે હા આ કંપનીની અંદર બીજું એક મોડેલ છે સેમસંગ એ ફોરટીન એની કિંમત અત્યારે છે પચીસ હજાર ના કોઇપણ વસ્તુ હોય તો એની જે ખાસિયત હોય અલગ અલગ હોય એમ આ ફોનમાં પણ અલગ અલગ પ પ્રકારનાં કામ હોય છે તો અત્યારે આમ તો લેટેસ્ટ જમાના પ્રમાણે જોવા જઈએ તો સેમસંગની સાથે સાથે વિવોનો મોબાઇલ સારો હોય છે જો તમારે સ વિવોમાં જોઈતા હોય તો એ પ્રમાણે હું તમને મોડેલ કરી આપું તો વિવોમાં અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ મોડેલ હોય તો એ છે વિવો વાય ફિફ્ટીન જેની કિંમત અત્યારે છે પંદર હજાર હા દિવાળી છે એનાં લીધે આ ફોન તમને બાર હજારમાં મળી રહેશે એના સાથે તમને કીટમાં તો જોવા જઈએ તો તમને એક હેન્ડ્સ ફ્રી ફ્રી આપવામાં આવશે હા આની સાથે તમને હેન્ડ્સ ફ્રી જ આપવામાં આવશે ના બધી જ કમ્પનીની અંદર તમને કીટ આપવામાં આવશે

અમારી દુકાન સવારે નવ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલું હોય છે આ દેવ ઓફર છે એ દિવાળી સુધી રહેશે એટલે કે અગિયારમા મહિના સુધી રેહશે ધન્યવાદ ઓકે ઓકે આવજો ડે ધન્યવાદ